ગુજરાતમાં ઘણા પ્રકારના સાંસ્કૃતિક રિવાજો અને પરંપરાઓ રહેલી છે એની અંદર આ એ ઘણા ઘણા રીતિરિવાજો છે ઘણા લોકસાહિક પરંપરાઓ છે ઘણા મેળાઓ છે ઘણી બધી ઈત્તર પ્રવૃત્તિઓ જે બધી ગુજરાતમાં આપણને જોવા મળે છે એન્ડ ગુજરાત એ સતત પરિવર્તનશીલ છે અને ગુજરાતનાં ગામડાઓમાં કે સિટીઓમાં પણ અત્યારે જે આ પહેલાંના જૂની પુરાણી વર્ષો પરંપરાઓ ચાલી આવતી રીતિરિવાજો અને પરંપરાઓ હજુ પણ ચાલ્યા આવે છે જેવી રીતે મેળાઓ ગણ્યો હતો કે ગુજરાતનાં સૌથી સારા મેળાઓમાં તરણેતરનો મેળો થાય છે ભાદરવી પુનમનો મેળો થાય છે એ સિવાય ગામડે ગામડે જે એમના રીતિ રિવાજોને માન્યતા દરે અને તહેવારોનું સર્જન મેળાઓને એ થતાં હોય છે એ તો થતાં જ હોય છે પણ અમુક મેળાઓ એવા હોય છે કે જેનું મહત્ત્વ પણ ખૂબ રહેલું હોય છે અને એનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે જેવી રીતે ભાદરવી પુનમનો મેળો તો કે જે ભાદરવી પુનમનો મેળો પહેલાં એની માં લોકો જે દસ દિવસ અગાઉ લોકો ચાલીને છેક અંબાજી માતાના મંદિરે સુધી પગપાળા યાત્રા સંઘ કાઢે છે એટલા ભક્તિભાવથી લોકો ત્યાં જાય છે ત્યાં જઈને જે ભાદરવી પુનમના મેળામાં આનંદ લે છે એની મોજ મજા માણે છે અને તેની પાછળ પણ ઘણીક બધી ધાર્મિક ગણો કે બહુ બૌદ્ધિક રીતિરિવાજો કે માન્યતા રહેલી હોય છે એ માટે પણ લોકો જતા હોય છે એ ઉપરાંત જોવા જઈએ તો તરણેતરનો મેળો જે અહીં સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરમાં મેળો ભરાતો હોય છે જે ત્રણ ચાર દિવસ લાંબો ચાલતો હોય છે અને એમાં વિવિધ પ્રકારના આર્ટ આ કલાઓ ગણો કે નોખી નોખી કારીગરી ગણો બધું ત્યાં જોવા મળે છે ત્યાં લોકો રીતે પોતાના રીતિરિવાજો પ્રમાણેના અલગ અલગ પોશાકો પણ પહેરીને એ લોકો આવતા હોય છે એમાં જે સંપ્રદાયના હોય કે જે જે સમાજના હોય એ લોકો એમના પોતાના પારિવારિક પોશાકો પહેરીને એ લોકો આવતા હોય છેને ત્યાં નૃત્યો ડાન્સ સમૂહ ગાન કરતાં હોય છે ને એ સિવાય પણ એમની જે જૂની પૌરાણિક જે એમના ભરતકલા ગણો કે ગૂંથણકલા ગણો કે એ સિવાય પણ એમની જે પણ પ્રવૃત્તિ કે એમના જે પણ કાંઈ છે ઇ બધી વસ્તુનો તે લોકો ત્યાં રજૂઆત કરે છે ત્યાં એમના જે નૃત્યો હોય છે નૃત્યો પણ એ પ્રમાણે થતાં હોય છે એવી જ રીતે જો જોવા જઈએ તો સાંસ્કૃતિક પરંપરા એક તો કે ભાદરવી પુનમનો મેળામાં લોકો ખૂબ ઉત્સાહથી ઉમંગ અને જોશથી લોકો ચાલીને અંબાજી માતાનાં દર્શન કરવા જતા હોય છે એ સિવાય જે ફાગણ મહિનામાં કે ફાગણ મહિનામાં પણ હોળી હોળીના ત વખતે પણ બહુ મહત બહુ એટલે બહુ સારામાં સારી હોળીનું ઉજવણી જે દ્વારકાની અંદર આપણને જોવા મળે છે ત્યાં લોકો ત્યાં પણ લોકો ચાલીને સંઘ કાઢીને લોકો દ્વારિકા જાય છે ત્યાં સાથે સાથે ત્યાં લોક ઘણા લોકમાં તમને એટલો માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય છે જે આપણો જોઈએ છીએ તો આપણે પણ હર્ષો ઉલ્લાસથી જતાં હોઈ છીએ ત્યાં હોળીના થતું હોય છે ઉપરાંત હોળીનું મહત્ત્વ આદિવાસી સમાજમાં પણ ખૂબ જ રહેલું હોય છે તો એમ કે આદિવાસીઓમાં પણ એમને હોળી તરફથી એમનું નવું વર્ષ ગણાતું હોય છે એ જ રીતે કચ્છની અંદર પણ કે જે અષાઢી બીજ જે હે એમના માટે નવું વર્ષ હોય છે તો ત્યાં પણ તે લોકો ખૂબ સારી સારી ઉમંગ ઉમંગ ઉત્સાહ ને તેની ઉજવણી કરતાં હોય છે ત્યાંનાં એમના રીતિરિવાજો પ્રમાણેની વિધિવત રીતે કાર્ય કરતાં હોય છે આવી જ રીતે આપણે ગુજરાતમાં કેટલા જે આ સાંસ્કૃતિક પરંપરાને રિવાજો રહેલા છે જેવી જ રીતે એવા રિવાજોમાં જ ફેસ્ટિવલમાં ગણવી તો એ ગરબા કે જે ગુજરાતનું બહુ બહુ જૂનું લોકનૃત્ય ગણવામાં આવે છે કે એની અંદર લોકોમાં સારા એવા ટ્રેડિશનલ એટલે કે પારિવારિક કે પોતાને લગતામાં કપડાં પહેરીને લોકો મસ્ત ગરબા રમતા હોય છે અને એ પણ હા કોઈક હોય તો કે ગરબે દીધે કે જે દેવો હોય એને માથે લઈને એ ગરબા રમતા હોય છે એમાં પણ જુદી જુદી પ્રકારના એવી જ રીતે આ બધી પરંપરાઓના થી આખું ગુજરાતમાં એની સાથે સંકળાએલું છે જોડાએલું છે અને આવી જ રીતે ગુજરાતમાં આ બધા પરંપરાને રીતિરિવાજોના લીધે ખૂબ જ સમૃદ્ધિ અને પ્રસિદ્ધિ પામ્યો છે